ગુંજરાતની અંદર નોંધપાત્ર ધાર્મિક વલણોની અંદર જો વાત કરું તો ગુજરાતનાં સંપ્રદાયોની સંખ્યા ઘણીબધી છે વૈષ્ણવ સંપ્રદાય કે પછી સ્વામિનારાયણ સંપ્રદાય વગેરે વગેરે પરંતુ આજે આધુનિકીકરણ ના પ્રકાશ પછી ઘણી ખરી ફરક ફર્ક નોંધાયો છે જેની અંદર તમે સર્વધર્મ સમભાવની ભાવના અને અલગ અલગ પ્રકારના કર્મ કાંડો પ્રતિની ઉદાસીનતા જોઈ શકો છો આજે આધુનિકીકરણ અને વૈશ્વિકીકરણ બાદ સમયના અભાવના કારણે ઘણી વખત કે પછી કર્મ કાંડોની અંદર રહેલી ભૂલોના કારણે તેની લોજીકલ પ્રોબ્લેમના કારણે આપણે જોઈ શકીએ છીએ કે આજના યુવાનોની અંદર ધાર્મિક ભાવનાઓની અંદર ધાર્મિક વલણની અંદર નોંધ પાત્ર ફર્ક આવ્યો છે જ્યારે બીજો એક વર્ગ એ પણ જોવા મળે છે કે જેને કર્મકાંડો કે પછી અલગ અલગ પ્રકારની પરંપરાઓ પ્રત્યે ખૂબ જ દૃઢ માન્યતા હોય છે આ સિવાય પણ એક વર્ગ એવો પણ માનવાવાળો છે કે આ પ્રકારના અલગ અલગ રસ્તાઓ અથવા તો પંડિતોની મનમાનીઓ છે એ યોગ્ય નથી તો ધાર્મિક વલણો પ્રત્યે અલગ અલગ ઘણા સાપેક્ષ એની અંદર બોલી શકાય